હલો હા બોલો કંઈ કામ હા હા હા એટલે તમારે કઈ એટલે કામ હતું કે એમ જ તમે ફોન કર્યો

હો ટપાલ એમાં એવું છે આપણે ટપાલો ઉપરથી આવે હવે ઉપરથી જે પ્રમાણે આવે એ પ્રમાણે અમે તમને મોકલીએ એટલે હવે ઉપરથી લેટ આવે તો અમે અમારું તો જ્યાંથી આવે ત્યાં જે ટાઈમ આવે ત્યાંથી અમારે તમને પહોચાડવાનું હોય હવે રાજપીપળા જ લેટ આવે તો તમે કેવી રીતે પહોંચાડી શકીએ ઉપરથી લેટ હોય તો ના ના એવું કંઈ ના અમારે તો હવે જે ટાઈમે પહોંચાડવાનું જ હોય એ રીતે પહોંચાડવાનો જ હોય ને હા અને એવું હોય તો કદાચ સરનામા કઈ ફેર હોય કાં તો ઉપરથી કઈ ઓફિસમાંથી ઉપરથી કઈ પ્રોબ્લેમ આયો હોય એના કારણે ટપાલ લેટ થાય હા એ હવે ઓફિસમાંથી કંઈ પ્રોબ્લેમ હોય તો આવું થઈ શકે જો તમે કઈક વધારે એવી રીતે હોય તો તમે ઉપર વાત કરી શકો કે મારે આ ટપાલ કેમ લેટ આઈ છે એમ

હા એટલે કોઈ આગળ પરથી ઉપરથી કંઈ પ્રોબ્લેમ આવી હોય કાં તો કોઈ રજા પર હોય તો ઉપરથી કદાચ આવવામાં પ્રોબ્લેમ થઈ હોય કોઈ બી ઉપરથી કંઈક કારણ હોય તો થઈ શકે એમ કઈ નહીં હવે તો ભૂલ થાય એટલે કે કંઈ પ્રોબ્લેમ આવી હોય તો થાય આવું બધું પણ ફરી વાર કદાચ હવે આવી પ્રોબ્લેમ નહીં થાય હા સારું બીજું કઈ સારું સારું